હેલો હું સુમિત સોલંકી વાત કરું છું બહેરામપુરાથી મારે ઘર લેવું હતું હા બહેરામપુરાથી વાત કરું છું મારે એરિયો સારો હોવો જોઈએ અને વન કે ટુ બી એચ એચ કે હોવું જોઇએ મણીનગર વિસ્તારમાં હોય કે ઇસનપુર વિસ્તારમાં કે કાંકરિયા વિસ્તારમાં હા બજાજ ફાઈનાન્સમાં છું ત્રીસથી ચાળીસ લાખ હેલો હેલો સૉરી હેલો હા ફાઇનાન્સવાળી મંથની આ મંથની ત્રીસથી ચાળીસ હજાર છે હા ટુ બી એચ કે બરાબર હલો મારે ફૅમિલીની રીતે સારો એરિયો જોઈએ છે એટલાં માટે વીસથી પચીસ હજાર હોમ ડીલિવરી ચાલે છે પોતાનું છે

હા હા એ મળી જશે એનું ડૉક્યુમૅન્ટ જરાં નહીં હોય હા એ બધાં મળી જશે ડૉક્યુમૅન્ટ હા એ થઇ જશે બધું હા તો તમે ફ્રી કયારે હશો હા તો હું બે દિવસ પછી ફ્રી છું એટલે તમે મળી શકો છો મને તમારી ઑફિસ ક્યાં છે હા તો મારે તમારે જ મળવું હોય તો હા વાંધો નહિ તો બે ત્રણ દિવસ પછી આપણે મળીએ

હાલ્લો બધાં ડૉક્યુમૅન્ટની ઝેરોક્ષ એક એક એક એક રૅડી રાખું ને ઓકે સર થૅંક યુ